સુપ્રભાત ડૉક્ટર અમે બંને સારાં છીએ મને થોડું મારાં બાળકનાં વિકાસ વિષે વાત કરવી છે ડોકટર હાલ મારું બાળક સવા વર્ષનું થયું છે મારે જાણવું છે કે તેનું વિકાસ યોગ્ય રીતે થાય છે કે નહીં હા તે થોડું થોડાં થોડાં વાક્ય બોલી શકે છે અને ચાલવાની પણ કોશિશ કરી શકે છે તો આમાં શું શું બીજું સમાવેશ થઈ શકે હાં તે રમી રહ્યો છે અને કયારેક થોડુંક એ લાજવાબ પણ અમને લાગે છે મારે તેનું ખોરાક અને ઊંઘ અંગે પણ પૂછવું હતું હા ખૂબ જ ઉપયોગી છે ડૉક્ટર મારે વધુ કંઇ ધ્યાનમાં લેવું જોઈએ હા હું એ જરૂર કરીશ ડૉક્ટર તમારો ખૂબ ખૂબ આભાર